બે હજાર ઓગણીસમાં લોકડાઉન આવ્યું હતું કેમકે કોરોના એ નામનો એવો રોગ આવ્યો હતો કે જેના હિસાબે બધાના ધંધા ઠપ થઇ ગયા હતા અને લોકડાઉન લાગી ગયું હતું બધાં ઘરે હતા અને બધાને જમાડવા એ બધું મારે જોવાનું હતું અમે બધું આખું ફેમેલી સાથે રહેતા હતા એક જ ઘરમાં અમે બધા શિફ્ટ થઇ ગયા હતા તો અમે ઘરમાં પંદરથી સત્તર વ્યક્તિ હતા સભ્યો હતા તો હવે બધાને શું બનાવીને જમાડું તે પ્રશ્ન હતો તો એમાં મેં લોકડાઉનમાં બધાને નજરમાં રાખીને ઘરનાં બધા સભ્યોને નજરમાં રાખીને બધી વસ્તુ બનાવવાનું શરુ કર્યું હતું દિવસે જો કે બપોરે તો એક બની જતું કે દાળભાત શાક રોટલી એ બધું બની જતું પણ રાતનો સવાલ હતો તો રાત્રે મેં એકવાર બધા માટે મુઠીયા બનાવ્યાં હતાં પછી એક વાર મેં નવી વાનગીઓમાં જે બધાને બહુ જ ભાવે મુઠીયા મારા હાથનાં બધાને બહુ જ ભાવે તો ઘરનાં નાના છોકરાઓને પણ ભાવે એ હિસાબથી હું મુઠીયા બનાવતી બધું શાકભાજી નાખી અને મુઠીયા સારા એવાં બનાવતી અને પછી ઢોકળા બનાવતી ઢોકળા બનાવ્યાં એક દિવસ એક દિવસ તેમાં પછી ત્યારે ઉનાળાની સીજન હતી એટલે ત્યારે તેમાં તરબૂચની સીજન હતી તો તરબૂચ આવતાં તો મેં બાળકોને ભાવે તે માટે મેં વોટરમેલન સ્લસ એક વાર બનાવ્યો હતો જે અને રાત્રે એક વાર મને એક વિચાર આવ્યો કે બહાર તો કશે લોકડાઉન લાગેલું છે એટલે આઈસ્ક્રીમ તો કશે મળતો નથી તો તેના માટે મેં ઘરની જ વસ્તુમાંથી આઈસ્ક્રીમ બનાવવાનું વિચાર્યું તો મને મનમાં વિચાર આવ્યો કે શેનો આઈસ્ક્રીમ બનાવું ઘરમાં આઈસ્ક્રીમ પાવડર નથી ખાલી એકલું દૂધ જ છે તો મેં એવું વિચાર્યું કે ચાલ ઘરમાં કસ્ટર્ડ પૌંઆ પડેલાં હતાં તો તે પૌંઆમાંથી કંઈક નવીન બનાવું તો કસ્ટર્ડ પૌઆમાંથી મેં આઈસ્ક્રીમ બનાવ્યો હતો જેમાં મેં આઈસ્ક્રીમના પાવડરના બદલે કસ્ટર્ડ પૌંઆ યુઝ કર્યાં હતાં અને એક દિવસ મેં મારા મારા છોકરાને એવી ઈચ્છા હતી કે મમ્મી તું મને કંઈક શીખવ એટલે મેં તેમને બટાકાપૂરી શીખવાડી હતી જે તેણે મોબાઈલમાં વિડિયો બનાવ્યો હતો અને મોબાઈલ પર તેમણે હું બનાવતી ગઈ અને તે જોતો ગયો અને વિડીયો બનાવતો ગયો તો તેમાંથી તે બટેકાપૂરી બનાવી અને મંચુરિયન પણ શીખવાડ્યાં તો તેને બહુ જ મજા આવી તે મન મારું રેકોર્ડ કરવા લાગ્યો અને તે કહે કે ચાલ મમ્મી હવે હું બનાવું અને તું મને આ બધું મારું રેકોર્ડ કર એટલે મેં પણ રેકોર્ડ કર્યું તો મારો છોકરો તો બહુ જ ખુશ થઇ ગયો અને બધાને બતાવવા લાગ્યો કે જુઓ મેં બટાકાપુરી અને મંચુરિયન બનાવ્યું છે તો એ એક ખુશીનો ખુશીની પળ હતી ત્યાર પછી અમે બધા ત્યાર પછી મને બધાને મને મોહનથાળ બધાને ખવડાવવાની ઈચ્છા થઇ તો પછી મેં એક દિવસ બપોરના ટાઈમે બધાં સુઈ ગયેલા હતાં આરામમાં હતાં તો બધાને સરપ્રાઈઝ આપવા માટે મેં મોહનથાળનો લોટ શેકવાનું ચાલુ કર્યું અને મોહનથાળ બનાવી દીધો ત્યારે માવો તો મળેલો નહીં લોકડાઉનનાં હિસાબે તો મેં માવાના બદલે મલાઈ એડ કરી અને મેં બધાને મોહનથાળ ખવડાવ્યો હતો પછી આ લોકડાઉનમાં મારો જન્મદિવસ આવતો હતો તો બધા સભ્યનો વિચાર હતો કે આપણે બડ્ડે સેલિબ્રેટ કરીએ પણ તો કેક બહાર લેવા જવાય તેવું નહોતું લોકડાઉન હતું તો લોકડાઉનમાં ક્યાંથી કેક બહારથી લાવું તો છોકરાઓની ફરમાઈશ હતી કે તમે જ કેક બનાવો તમે જ કેક બનાવો પછી મેં બિસ્કીટમાંથી એક અલગ જ નવી નવીન રીતની કેક બનાવી હતી અને તેના ઉપર ફ્લાવર્સ બિસ્કિટ ક્રીમવાળા બિસ્કિટના ફ્લાવર્સ બનાવ્યાં હતાં જે મને મારા છોકરાઓએ મેહનત કરી હતી મને મદદ હેલ્પ કરી હતી કે લાવો મમ્મી મેં બનાવું ફૂલ હું બનાવું ફૂલ હું બનાવું એમ કરીને ફૂલ બનાવું તે કેક ઉપર ડેકોરેશન માટે ફૂલ બનાવ્યાં હતાં અને દાલગોના કોફી બનાવી હતી તેનું દાલગોના જે વધ્યું હતું તે કોફીમાં ઉપર ડેકોરેટ કર્યું હતું એવી રીતે કેક બનાવી હતી અને બધાએ મારો બડે સેલિબ્રેટ કર્યો હતો તો આવી રીતે અમે લોકડાઉનમાં ઘરે બધાને માટે નવી નવી હું વાનગી બનાવતી અને બધાને મારી મારા મારી વાનગી હું બનાવતી તેનો ટેસ્ટ ગમતો એટલે બધા રોજ નવું નવું કંઈકનું કંઈક બનાવવાનું મને કહેતા તે દિવસે એક દિવસ એક દિવસ મેં રતાળુપૂરી પણ બનાવી જે લોકોને આ લોકોને બધાને ઘરના સભ્યને બહુ જ ભાવતી હતી અને દાલગોના કોફી પણ એક દિવસ મેં બનાવી હતી દાલગોના દાલગોના કોફી પણ બનાવી આપી હતી જે બહાર ન બહાર લેવા જઈ શકાય તેમ નહોતું અને છોકરાઓને દાલગોના કોફી પીવી હતી તો તે પણ મેં ઘરે બનાવી હતી તો આવી રીતે મેં લોકડાઉનમાં બધા ઘરના સભ્યોને ખુશ રાખ્યા હતા અને અલગ અલગ વસ્તુ બનાવીને ખવડાવી હતી રસોઈ કરવામાં અમે હું મારાં જેઠાણી અને મારાં નણંદ અમે ત્રણેય બધું બહુ જ બધું બનાવતાં અને બહુ જ રસોઈ બધી બનાવતા અને બધા અમે ફરતા બેસી જતા એક દિવસ ભેળ બનાવીએ એક દિવસ સેવપુરી બનાવીએ એક દિવસ પાણીપુરી બનાવીએ એવી રીતે થોડું વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યા કરતાં અને રોટલી બચી હોય તે ત્યારે લોકડાઉનમાં કુતરાઓ કે ગાયો તો હતાં નહીં તો નીચે દેવા જઈ શકાય તેમ નહોતું તો તેના માટે અમે રોટલીને સવારે ચેવડા જેવું કરી નાખતાં એટલે બાળકોને ચા સાથે પણ તે રોટલીનો ચેવડો એ બધું ભાવતું કેમ કે બજારમાં કંઈ ચેવડોને એવું બધું તૈયાર લેવા જવાય એવા રિસ્ક લેવા જેવું જ હતું નહીં ચેવડો પણ બનાવતા પછી ક્યારેક પૂરી બનાવતાં ક્યારેક થેપલા બનાવતાં ક્યારેક લોકડાઉનમાં શાકભાજી ઓછાં આવતાં એટલે આવું જ બધું ચલાવી લેતાં ચા થેપલા ચા પૂરી પછી ચા બાજરીના રોટલા પછી ભાજી મગની દાળ મગનું શાક અડદનું શાક આવી રીતે ઘરમાં જે હતું તેનાથી જ અમે કામ ચલાવી લેતા અને હું બધાને નવી નવી વાનગી બનાવી અને ખવડાવતી હતી એટલે બધાને મજા પડતી હતી અને મારો ટેસ્ટ બધાને ગમે કારેલા ભરેલા કારેલા તો મારા ઘરના બધા સભ્યને ગમે અને મારા વખાણ પણ કરે કે આખા ભીંડા આખાં કારેલા આખાં રીંગણ એ બધું સાક મે સારું બનાવું છું એટલે મારા સભ્ય બધા ઘરના સભ્ય ખુશ થઇ જાય અને આરામથી જમે એના માટે હું ખૂબ ખુશ છું